હા મેં એક એવું પુસ્તક વાંચ્યું છે જેને વાંચ્યા પછી મારી આંખોની અંદર પાણી આવી ગયું હતું ધ્રુવ ભટ્ટનું જ એક પુસ્તક પ્રતિશ્રુતિ મેં વાંચ્યું હતું પ્રતિશ્રુતિની અંદર મહાભારતના ભીષ્મ પિતામહની જીવનગાથા વર્ણવવામાં આવી છે ભીષ્મનું જીવન તેમનું જીવન સંઘર્ષ આ બધા એ મારા ઉપર ખૂબ જ અસર કરી હતી અને અંતે જયારે તેમનું વધ થાય છે એ ઘટના મારા માટે ખૂબ જ સવેંદનશીલ હતી અને આ પુસ્તક વાંચ્યા પછી હું રડી પડ્યો હતો